અમારા વિસ્તારમાં પ્રવાસીઓ માટે ટુ થ્રી વ્હિલર ફોર વ્હિલર જેવા ઘણાં બધાં એવાં સાધનો છે કે જેને રાજ્ય વાહન વ્યવહાર બસો બી સારી એવી ચાલે છે ટૅક્સી પણ છે